આપણે ખેતી વિશે વાત કરીશું તો આપણે ખેતીમાં શું આજે અમે મકાઈ વાવી છે અથવા બાજારો કે ઘઉં આપડે કંઈ બી વાવીએ તો એના માટે આપણે ખાતરની જરૂર પડે અને પાણીની પણ જરૂર પડે પાણી કે ખાતર વિના કંઈ વસ્તુ થાતી નથી તો ચાલો આજે આપણે માંડવીનું ઉત્પાદન ચાલુ કરીએ છીઓ તો માંડવીના બી આપણે ગયા સાલના પડ્યા છે તો સરસ માંડવીના બી છે તો આપણે માંડવી વાવીશું કારણકે માંડવી વાવતા પહેલા તો આપણે ખેતીને સરસ મજાનું પડને ખેડવું પડે ખેડીને પછી એનો વાવેતર આપણે બી નાંખવા પડે બી થઈ જાય એટલે પછી એની ઉપર આપણે થોડુંક હળવું હળવું ખાતર નાંખીએ જેમ નાના નાના કોટા ફૂટે છે પછી આમ છોડવા જીણાક લાલ લીલા કલરના થાવા માંડે છે આપણે એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે અંદર જીવાત ના થાય જીવાત થાય તો એમાં આ પહેલું કે માંડવી સારું ના થાય મૂળીયાં અંદર બરવા મળે એટલા માટે આપણે ખાસ પાણી અને ખાતરનું તો ખાસ ધ્યાન રાખવું પડે અટલે માંડવી જેમ થા સારી થાય તો ઉત્પાદન પણ એનું વધશે અને માંડવી પણ સરસ ખાવામાં પણ મજા આવશે અને માંડવીનું આપણે કંઈક બધી રીતના ઉપયોગ કરીએ છીએ માંડવીનું આપણે ઉપવાસ રહ્યાં હોય તો માંડવીના દાણાને આપણે ઉપયોગમાં લઈશું ફરાર વસે અને માંડવીનું તેલ કાઢીને આપણે પણ ઉપયોગમાં લઈએ છે અને પાણીને પાણી પ્રત્યે અને એમાં કયા કયા એમાં આપડે હળ જોડવું પડતું હોય છે ટ્રેક્ટર દ્વારા પણ ખેતી કરવામાં આવે છે પછી માંડવીના પાત્ર તૈયાર થઈ જાય એટલે આપણે એને હલનમાં કાઢીએ છીએ હલનમાં કાઢીને માંડવી પછી આપણે બજારમાં માર્કેટ યાર્ડે વેચવા મોકલીએ છે અને એ માર્કેટ યાર્ડના ભાવ આપણે સારા પ્રમાણમાં આવી જાય છે તો આપણે આ પ્રમાણે ખેતી કરીએ